થોડાં વર્ષો પહેલાંના જૂના મોબાઈલ અને હાલના સ્માર્ટફોનમાં ખૂબ જ તફાવત છે પહેલાં કરતાં અત્યારના ફોનમાં ઘણા બદલાવ આવેલા છે પહેલા વહેલા તો ફોનની સાઈઝ પહેલાંના ફોનની સાઈઝ કરતાં અત્યારના ફોનની સાઈઝમાં પણ ઘણો તફાવત છે અને પહેલાંના ફોન પહેલાં પકડવામાં થોડા જાડા હતા જે અત્યારે પાતળા થઈ ગયા છે પછી પહેલાંના ફોનમાં કીપેડ હતું તમારે જે કી પ્રેસ કરો એ કી મતલબ ફોનમાં આવતું હતું ને અત્યારે તમે ફોનમાં જ ટચસ્ક્રીન ફોન છે તમે એમાં જ કોઈ પણ કી અડી કીપેડ આવે છે એનાં પર અડી અને તમે યુસ કરી શકો છો કોઈ પણ વસ્તુ ટાઇપ કરી શકો છો પછી બીજી વસ્તુ છે કે ફોનનાં ફંકશન તો પહેલાં ફોનનો યુઝ ખાલી કોલ કરવા માટે જ થતો હતો અને અત્યારે ફોનમાં ઘણી વધી સિસ્ટમો આવેલી છે તમે ફોનથી ખાલી કોલ નથી કરી શકતા પણ સાથે સાથે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો કેમેરાઓના ફોટા પાડી શકો છો વિડિયો બનાવી શકો છો અને બીજું પણ ઘણું બધું કરી શકો છો પછી બેટરી લાઇફ તો પહેલાંના ફોનમાં ખાલી કોલ કરવા માટે જ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હતો તો પહેલાંની બેટરી લાઈફ વધારે ચાલતી અને અત્યારે ફોનનો મલ્ટી પરપઝ યુઝ થાય છે મતલબ ઘણી ખરી બાબતો માટે ફોન વપરાય છે તો ફોનની બેટરી પહેલાં કરતાં અત્યારે ઓછી ચાલે છે અને એની પછી છે ઈન્ટરનેટ તો પહેલાંના ફોનમાં ઈન્ટરનેટ નહોતું અને અત્યારના ફોનમાં ઈન્ટરનેટ આવે છે તો ઈન્ટરનેટની મદદથી તમે ગૂગલમાં કાંઇપણ સર્ચ કરી શકો છો દુનિયાનાં કોઈપણ ખૂણાની માહિતી જોઈતી હોય તો તમારા ફોન દ્વારા તમે ઈન્ટરનેટના યુઝથી એ લઈ શકો છો ત્યાર બાદ તમારે કોઈ જગ્યાનું એડ્રેસ કે સરનામું જોઈતું હોય તો એ પણ તમે ગૂગલ મેપ્સથી લઈ શકો છો આ ઉપરાંત હવે મદદ ફોનની મદદથી તમે ઓનલાઇન શોપિંગ દ્વારા વસ્તુઓ ખરીદી શકો છો પાછી મોકલી શકો છો તો એ પણ એક ફોનનો યુઝ થઈ ગયો એની પછી છે એપ્લિકેશન્સ તો પહેલાંના ફોનમાં એટલી બધી એપ્લિકેશન્સ નહોતી ખાલી મેસેજિંગ કોલ એવી લિમિટેડ વસ્તુઓ જોવા મળતી હતી અને અત્યારના ફોનમાં ઘણી બધી એપ્લિકેશન સોસિયલ મીડિયા ગૂગલ વગેરે જોવા મળે છે અને પહેલાંના ફોનમાં કોમ્પ્લેક્સ સિસ્ટમ નહોતી ફોનનું મેકેનિઝમ ઈઝી હતું અને અત્યારે આઈઓએસ અને એન્ડ્રોઇડ જેવી સિસ્ટમથી ફોન ચાલતો હોય છે અત્યારે હાલમાં હું વીઆઈનું સિમ યુસ કરું છું અને દર મહિને રીચાર્જ અને ડેટા પેકનો માસિક ખર્ચ એનો ત્રણસો પાંસઠ રૂપિયા થાય છે એમાં ટુ જીબી પર ડે નેટ આવે છે અને સાથે સાથે અનલિમિટેડ કોલ્સ અને અનલિમિટેડ નેશનલ મેસેજીસ પણ કરી શકાય છે